ઘરમાં વપરાતા એલપીડી એલ પી જી સિલિન્ડરને કિચનથી બહાર રાખવું જોઇએ એનું રેગ્યુલેટર સારો હોવો જોઇએ અને વ્યવસ્થિત હોવું જોઇએ જે વખતે આપણે વપરાશ બંધ કરીએ તે પછી એનું રેગ્યુલેટર બંધ કર દેવું પડે અને વપરાશ ચાલુ કરીએ એ વખતે રેગ્યુલેટર ચાલું કરવું પડે